છૂટક અને જથ્થાબંધ માલમાં ઘણો ફરક છે જો તમે છૂટક માલ ખરીદશો તો એના જે રૂપીસ થતાં હોય એ આપવા પડશે પરંતુ તમે જથ્થાબંધ માલ એકસાથે ખરીદશો તો તમને એ માલ થોડુંક સસ્તામાં પડી શકે છે હાલના વર્ષોમાં ઘર વપરાશની વસ્તુઓમાં અનેક ભાવ શાકભાજીના ભાવમાં ઘણાં ફેરફાર થયા છે જેમકે શાકભાજીના ભાવ પહેલા જૂના દરો ઓછા હતા તે હવે વધી ગયા છે એ જ રીતે ઘર વપરાશની અલગ અલગ વસ્તુઓના ભાવ જૂના જે ઓછા હતા તે અત્યારે વધી ગયા છે ઓનલાઈન શોપિંગ વિશેનો મારો એવો જ ખ્યાલ છે કે એ ઓનલાઈન શોપિંગ સારું છે એના ઘણા ફાયદા છે જેમકે ઓનલાઈન શોપિંગમાં આપણને દરેક વસ્તુઓનો ભાવ તરત જ મળી રહે છે તેમજ દરેક વસ્તુનું ડિસક્રીપ્સન ફોટા સહિત આપણને તરત જ મળી રહે છે એનું એક ખરાબ બાબત એવી પણ છે કે એ ઓનલાઈન વસ્તુ ખરીદ જેમ આપણે ખરીદીશું એમ એ બે કે ત્રણ દિવસ જ્યારે પાર્સલનો ટાઈમ હોય એ પ્રમાણેનો સમય લે છે કહેવાનો મતલબ છે કે એ વસ્તુ આપણે પૈસા આપ્યા છતાં તરત મળતી નથી એના માટે રાહ જોવી પડે છે બીજી એક ખરાબ બાબત એવી છે કે જો તમને એ વસ્તુ ના ગમે અથવા કંઈક ડેમેજ આવી તો એ રિટન કરવામાં રિટન પોલિસી પ્રમાણે તમારે એમાં રાહ જોવી પડે છે જો રિટન પોલિસીમાં એ નહીં હોય તો એ વસ્તુ પાછી લઈ શકશે નહીં તો આ ઓનલાઈન શોપિંગ વિશે સારી અને ખરાબ બંને બાબતો છે